ગુજરાતમાં સમય જતાં સાંસ્કૃતિક અને સામાજિક ધારા ધોરણો બદલાયાં છે ખાસ કરીને પારિવારિક માળખું તૂટતું જાય છે અને સામાજિક ધારા ધોરણો પણ બદલાતાં જાય છે ખાસ કરીને વિધાર્થીઓ પોતાનું મૂલ્ય ભૂલતા જાય છે